હાલો સાઇન્ટિસ્ટ રીટાબેન ક્રિષ્યા બોલે હા આઈ એમ જર્નાલિસ્ટ દિવ્યા જોષી મારે તમને એ વસ્તુ પૂછવી હતી કે આ જે સ્ટાર્ટ અપ હોય છે ઈ કઈ રીતે થી હોય છે અને ઈ શું હોય છે હમ હમ હમ હમ અચ્છા અચ્છા બરોબર થેન્ક યુ અને હમણાં આપણે જાણીએ છીએ એ ન્યૂઝમાં કે આ જે સુનીતા વિલિયમ્સ છે એ જે ચંદ્રમા ઉપર જતા રહ્યા હતા અને એમનું કાંઇક પ્લેન એટલે કોઈ ઈ ખરાબ થઈ હતું એના વિશે તમે જાણો છો હા હા હા બરોબર ઈ ઈ આઈ થિંક કલ્પના ચાવલા હતા હા સુનિતા વિલિયમ્સ તો આપણે હમણાં હજી ગયા હતા આ છવીસ તારીખે અને ત્યાં હતા ત્યાં ફસાઈ ગયા હતા પછી એ થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી પાછું એમનું આવવાનું થઈ ગયુ છે એવું છે અને હમણાં આપણે જાણીએ છીએ કે સાઈન્સ છે ઈ ઘણું આગળ નીકળી ગયુ છે ટેકનોલોજી લેવલે આપડે નવા નવા સાઈન્ટિસ્ટ છે એ બને છે યંગ સાઈન્ટિસ્ટ છે એનું ઘણું બધુ કન્ટ્રીબ્યુશન છે હા અને હા હા અને હમણાં તો ચંદ્રમા ઉપર જમીન પણ લેવામાં આવે છે આ બધું સાઈન્સના લીધે આ બધું હા આપણી ટેકનોલોજી આપણા સાઈન્ટિસ્ટના લીધે આ બધું છે જેટલું ડેવલોપમેન્ટ થાય છે ઈ હમ મારા માટે તો કોઈ સાઈન્ટિસ્ટ હોય કે જ્યારે સાઈન્ટિસ્ટનું નામ આવે તો સૌથી પેલા ન્યૂટન આવે કે એમણે આપણા માટે કરેલું છે એવા ઘણાં બધાં સાઈન્ટિસ્ટ છે એ રહી ઓકે ઓકે બાકી અચ્છા અચ્છા બાકી બધું થેન્ક યુ આટલું ઈન્ફોર્મેશન આપવા માટે મને બસ આ ગૂગલ ઉપરથી હું તમારા વિશે જાણ્યું હતું કે તમારી પાસે આટલું નોલેજ છે તો એટલા માટે મે કયરો હતો બસ જોવો હવે આવાનું થસે એટલે ચોક્કસથી તમારી પાસે આવીશ તમારી પાસે ઘણું બધું નોલેજ છે ઈ મને જાણવાનો મોકો મયળો અને હજી હું જાણવા માગું છું થેન્ક યુ ઓ હા હા ઓકે આવજો